મેં નૃત્યની શરૂઆત કેવી રીતે કરી હું તમને જણાવું એકવાર હું મારા મિત્રો સાથે ઊભા હતા ને એયને મસ્ત ગપ્પા મારતા હતા અને ખબર નહીં અચાનક મને શું થયું તો મને આમ હું ખૂબ જ મોજમાં હતો મને મારા અંદરનો છલકાઈ રહ્યો હતો અને બસ હું વ્યક્ત કરવા માગતો હતો અને ખબર નહીં મારા હાથ ક્યાં ઉડવા માંડ્યા મારા પગ ક્યાં સ્ટેપ થવા માંડ્યા અને એ રીતે એક નાનકડો સ્ટેપ કર્યો અને બસ ગણપતિ વિસર્જનમાં ડાન્સ કરતો હતો પછી ત્યાંથી પછી સ્કૂલ કોમ્પિટિશનમાં ડાન્સ કરવા મંડ્યો ને એવી રીતના ડાન્સની મારી એક યાત્રા થઈ છે